હલો હાજી આપ આપ કૂકિંગનું કરો છો

ઓકે ઓકે તો શું તમારે માસ્ટરી શેમાં છે ગુજરાતી પંજાબી કઈ આઈટમ તમે સારી બનાવો છો ઓકે હા તો હ હ હ બરાબર જોકમાં અમારે છેને જો સ્પાઈસી ઓછું એટલે આમ બહુ તીખું ના બનાવતા એટલે અને આ પેલું જે પાલક પનીર તમે બનાવો છો પાલક પનીર કીધું ને હા હા એમા તમે પનીર ઓછું અને પાલક વધારે અને ગ્રેવીનું પ્રમાણ બહુ માપમાં રાખજો અને ગાર્લિક બ્રેડ એ આમ બહુ માઈલ્ડ એવી બહુ ટેસ્ટી કે બઉ સ્પાઈસી નહીં રાખતા એમ

ના ના એ તો પ્રોપર તમે મેદાની બનવશો ને તો જ એમાં નહીંતર એમાં ઓરીજનલ ટેસ્ટ નહીં આવે પછી ઓકે ઓકે બસ મીડિયમ બહુ વધારે પણ નહીં બહુ ઓછું નહીં કારણ કે ગાર્લિક નાન છે એટલે ગાર્લિકનો ટેસ્ટ તો આવવો જરૂરી છે પણ બહુ વધારે પડતું નહીં માપમાં એમ

ના ફ્રાય કરીને હો ફ્રાય કરીને જ હા ઓકે હા હા ના બટરની અંદર જ હો બટરની અંદર હા હા ઓકે સારું તો અમે અડધી કલાકમાં પહોંચીએ છીએ તમે રેડી રાખજો ઓકે ચાલો આવજો હા હા